હા રોજીંદા જીવનમાં મહિલાઓને ઘણા બધા પડકારનો સામનો કરવો પડે છે જીવનમાં ઘણું બધું સંઘર્ષ કરવું પડે છે ઘણું બધું ઘર્ષણ હોય છે અત્યારના સમયમાં મહિલાને ઘરકામ પણ કરવું પડે છે ઘરનો બોજ પણ હોય છે જેમાં પોતાને બાળકોને રાખવાના હોય છે ઘરનું સંચાલન કરવાનું હોય છે આર્થિક રીતે પણ સંચાલન કરવાનું હોય છે સાથે ઘરના તમામ કામ કપડા કચરા વાસણ પોતા રસોઈ તેવા કામ પણ કરવાના હોય છે અને અત્યારે કેવું છે કે સ્ત્રી ચાર દીવાલોમાં બેસી રહેતી નથી અત્યારે સ્ત્રી બહારના કામ એટલે કે વ્યવસાય નોકરી ધંધામાં પણ કામ કરતી હોય છે તે તમે જોવો છો કે ઘણી બધી સ્ત્રી ઘરે સિલાઈ કામ કરતી હોય છે સિવણનું કામ કરતી હોય છે કે બ્યુટી પાર્લર ચલાવતી હોય છે અથવા તો કોઈની સાડી ભરવા રાખતી હોય છે અથવા તો કોઈ પેકિંગના કોઈ માર્કેટિંગના એવા કામ કરી અને ઘણી બધી ઘરમાં મદદ કરતી હોય છે જ્યારે પહેલાના સમયમાં કેવું હતું કે સ્ત્રીઓ ફક્ત ચાર દીવાલોમાં બેસી રહેતી હતી ચાર દીવાલોમાં એને ઘરનું કામ કરવાનું અને જે છે ગાયો ભેંસો એટલે વાસિદા કરવાનું રહેતું હતું પરંતુ હાલ અત્યારે સમય બદલાવાની સાથે જ સમય બદલાતા એમણે ઘણા બધા ફેરફાર થયા છે અત્યારની સ્ત્રી તમે જોવો ડ્રાઈવર પણ છે કલેક્ટર પણ છે પો પી એસ આઈ પણ છે અને કંડક્ટર પણ છે એટલે અત્યારના સમયમાં શિક્ષણ ખૂબ જ જરૂરી છે સમય બદલાતાની સાથે સાથે શિક્ષણ પણ બદલાતું ગયું છે પહેલા બધું છોકરીઓને કે બૈરાઓને સ્ત્રીઓને ભણવા માટે વિરોધ કરવામાં આવતો હતો કે છોકરીઓને બહાર ભણવા મોકલાય નહીં જ્યારે પ્રૌઢ શિક્ષણનો પ્રશ્ન ઊભો થયો હતો ઘરે આવીને વૃદ્ધોને ભણાવવામાં આવતા હતા પરંતુ અત્યારે એ પ્રશ્ન નથી અત્યારે સ્ત્રીઓને ભણાવવાનું ખૂબ જ અગત્યનું છે અને બધી હાલ વર્તમાન સમયમાં બધી સ્ત્રીઓ ફક્ત ભણવા ઉપર જ ભાર આપે છે અને ભણવાથી એ પોતે ડૉક્ટર પણ બની શકે છે વકીલ પણ બની શકે છે કલેક્ટર બની શકે છે અને ટીચર પણ બની શકે છે આમ સમય અને સંજોગ અનુસાર ભારતમાં વ્યવસાય અને શિક્ષણ ખૂબ જ જરૂરી છે શિક્ષણથી મહિલાઓમાં ઘણા બધા સુધાર આવ્યા છે અને જો એને ભણવાની સાથે એને સરખી તક મળે સરખો સમય મળે તો મોટા ઓફિસર પણ બની શકે છે આમ વર્ષો દરમિયાન ભારતમાં જે પહેલા મહિલાની ભૂમિકા હતી કે ફક્ત ઘરમાં બેસી રહેવું અને ફક્ત ઘરના જ કામ કરવા કે બાર નીકળવું નહીં ઓજલમાં રહેવું એવું અત્યારે રહ્યું નથી અત્યારે બધા શિક્ષણના દોર ઉપર આગળ વધી જ રહ્યા છે અને સ્ત્રીઓ ભણતી જ રહી છે અને ખૂબ મોટી ઓફિસરો પણ બની શકે છે